અમારા ડીવાઇસ જેમ કે કોમ્પુટર તેમજ મોબાઇલમાં કોઈ સમસ્યા આવી શકે તો અમે નજીકનાં અમારાં સાઇબર કાફે ઑફિસનો સંપર્ક કરીએ છીએ જેના દ્વારા અમને પૂરી માહિતી અમને વાકેફ તે કરે છે જેમ કે અમારાં કોઇ ડીવાઇસ ડૅમેજ થઈ ગયા હોય તો તેઓ સોફ્ટવેર તેમજ હાર્ડવેર ની કોઇ એવી માહિતી હોય તો અમને આપી શકે છે અને તેને સાથે સાથે અમારે જે કોમ્પુટર દ્વારા કોઇ પણ અમારે જે સર્કીટ શોર્ટ થઇ ગઈ હોય અથવા કોઇ એવા જે ઇનપુટ અ સૉકેટ અર ડેમેજ થઈ ગયા હોય અથવા કોઇ ઇન્ટરનેટનો પ્રૉબ્લેમ હોય કોઈ વૅબસાઇટની કંઈ હેકિંગની માહિતી હોય તો તેની આવી સંપૂર્ણ માહિતી તેનાં દ્વારા મળી શકે છે અને હા અમારા જે આ સોસ સિટીની અંદર આવતી તમામ એવી ઇલૅક્ટ્રોનિક દુકાનો પણ હેવી અવેલેબલ છે જેના ધ્વારા અમારા જ કોઇપણ ડીવાઇસ ત્યાં મળી શકે છે જેમ કે સી પી યુ માઉસ અને મોબાઇલની આવતી જે તમામ હૅંગિંગ વસ્તુ હૅંગિંગ ડીવાઇસ જેની અંદર બ્લુટૂથ હૅંડ્સ ફ્રી આવાં અન્યથા ડીવાઇસ પણ ત્યાંથી અવેલેબલ છે અને હા અમારા જે આવા ઇસ્યૂ થાય તો અમે અમારા જે આવતાં નજીકનાં સાઇબર કાફેની સલાહ લઈ અને તે સમસ્યાનું સમાધાન કરીએ છીએ